હલો ભાઈ મારે સ્ટેશન જવું છે આણંદ સ્ટેશન અત્યારે આપણે આ કયું આ સ્થળ કહેવાય નારવેદ્યાર ઓકે તો ત્યાંથી મારે સ્ટેશન જવું છે તો એના માટે કોઈ રિક્ષા કે બસ કે કેબ મળી શકશે કેબ મળે તો વધારે સારું કારણકે કમ્ફર્ટેબલી જવાય અને કેબ પણ એસી વાળી હોય તો વધારે સારું તો એના માટે શું કરવું પડે મા મારી પાસે જે ફોન છે સાદો છે એમાં એવું કોઈ વ્યવસ્થા નથી એપ નથી કેબની તો તમે મને એક કેબ બુક કરી આપશો હા મારો નંબર આ છે નાઇન એટ નાઇન એટ સેવન વન સિક્સ વન ફોર સેવન તો તમે જરા મદદ કરોને